મારી ફેવરેટ કલાકાર કિંજલ દવે છે જે બહુ ખૂબ જ સરસ ગીત ગાઈ છે એનું મને એક સોંગ બહુ જ ગમે છે ચાર ચાર બંગળીવાળી ગાડી જે તમે સાંભળશો તો તમને પણ મજા આવી જશે